ગુજરાતમાં ઘણી બધી એવી હોટલો છે જેમ કે મોંધી પણ છે અને સસ્તી પણ છે જેમ કે પૈસાવાળા લોકો હોય એ મોંઘી મોંઘી હોટલોમાં જાય અને મધ્યમ વર્ગના હોય એ સસ્તી હોટલમાં જાય અમદાવાદમાં પતંગ હોટલ છે એ બહુ મોટી હોટલ છે જેમ કે એમાં પૈસાવાળા હોય એ જઈ શકે અને મધ્યમ વર્ગના હોય એ ના જઈ શકે તાજ હોટલ છે એ પણ બહુ મોટી હોટલ છે તેમાં પણ પૈસાવાળા હોય એ જઈ શકે એ બહુ એટલે બઉ મસ્ત હોટલ છે